જે મને યાદ છે તેવા ભારતના પાંચ રાજ્યો પહેલું ગુજરાત બીજું રાજસ્થાન ત્રીજુ મધ્યપ્રદેશ ચોથું ઉત્તરપ્રદેશ અને પાંચમું પશ્ચીમ બંગાળ છે